હા આઠ હજાર નવસો અને સત્યાશી સાત હજાર ચારસો અને અડસઠ પાંચ હજાર ત્રણ હજાર સાતસો બેતાળીસ છ હજાર પાંચસો તોંતેર